હલ્લો ઇન્ટિરિયર ડિઝાઇનર છો ને તમે હા હું રેખા બોંલુ છુ મારી પાસે છે ને સત્તરસો સ્ક્વેર ફિટનો ફ્લેટ છે ટૂ બીએચકેનો તો મારે ઇન્ટિરિયર ડિઝાઇનર કરાવવું હતું મારું બજેટ સત્તરસો સ્ક્વેર ફિટ હિસાબે બાર લાખ રૂપિયાનું છે

થીમ હા હા હા થીમ હું થોડુ થોડી ઘણી હા છે ખરું મારે કે નહીં ભાઈ આ ટાઇપનું જ હોવું જોઈએ હં હા એક છે હા હા બધા રૂમમાં અલગ અલગ હશે હમ હમ હા હા હા હા હા તો મને બેસિક બેસિકલી ઘરની અંદર તો આમ તો હવા ઉજાસ જ છે અને હવા ઉજાસ હોવાને ઉજાસને જે લઈને તો મને થોડું વધારે ઘરના રંગો એવી રીતે જોઈએ કે લાઇટ વધારે આવે કે જેથી તમે તમારે નેચરલ લાઇટને રિફલેક્ટ કરે કે જેથી વધારે ઘરમાં ઉજાસ દેખાય એ ટાઇપના કલર્સ જોઈએ છે હા પછી હં પછી એ માટે પછી મને જે જે સિટિંગ રૂમ છે એ મને થોડો આપણો શું કહેવાય ટ્રેડિસનલ જોઈએ છે કે જેમાં મને અત્યારનું જે આધુનિક ફર્નિચર્સ હોય છે એ નથી જોઈતું સિમ્પલ ને સોબર આપણાં જે ગામઠી જે ફર્નિચર હોય છે એમ એને લઈને મને થીમ જોઈએ છે હા હા હા ઘરમાં એન્ટ્રી લેતાં જ તમને એમ થવું જોઈએ કે નહીં આ એક ગુજરાતીનું ઘર છે હા પછી કિડ્સ માટે પણ છે તે એ ગર્લ્સ છે તો ગર્લ્સને લઈને શું કહેવાય ના હા એવું ગર્લ્સને લઈને એટલે મીન્સ જે ગર્લ્સ ને બોય્ઝની જે બ્લૂ ને પિન્કની જે થીમ છે ને એ નથી જોઈતી પણ એઝ અ હા એઝ અ કોઈ આર્ટિસ્ટનો રૂમ હોય એ એવી રીતે એની રૂમ નું ફર્નિચર આપણે કરવું છે કે સિમ્પલ પણ હોય સોબર પણ હોય અને થોડું આર્ટિસ્ટિક પણ દેખાય એવી રીતે આપણે ઘરનું ફર્નિચર છે પડદા છે કે કલર છે કરી શકીએ હં હં હા વાંધો નહીં ઓકે થેન્ક યૂ